હેલો હા બોલો અચ્છા ઓકે શું છે એમાં ઓકે ઓકે ઓકે કિનારા પીનારા અચ્છા ઓકે હં

તમારું નવું બ્રાન્ડ છે તો તમે અત્યારે વર્ડમાં લોગો તમને સારો પડશે જેમાં આખું નામ ને એવું આપેલું હોય તમારે શું બધું જોઈએ છે આખું બ્રાન્ડિંગ કરાવવું છે કે ખાલી લોગો બનાવીને જોઈએ છે ઓકે હં હં હં એટલે સ્ટેશનરીમાં વિઝિટિંગ કાર્ડ છે એનવલ્પ છે લેટર હેડ છે ઓકે

હં હં હં તો તમારું શું કન્સેપ્ટ કે એવું કંઈ છે કે કઈ રીતે નામ આવ્યું છે તમે શું બતાવવા માગો છો તમારા લોગોમાં

હં હં હં હં હં હં

હા હા ઇંદ્રધનુષથી તમે લીધો છે ને નામ હા હા સારું થઈ જશે તમારે ક્યાર સુધી જોઈએ છે હં હં ઓકે હા તો હું તમને પાછો ફોન કરીશ બીજા કોઈ પ્રશ્નો હશે તો

આ હું તમને પછી કહું વધારે ડિટેલમાં

વેલકમ